બાળપણમાં અમે શાળાના સા પ્રવાસે ગયા હતા શામળાજી ગયા હતા અને ત્યાંની બધી સારી વસ્તુઓ આજે બી યાદ કરી રહ્યા છીએ